ગાયકો સામાન્ય રીતે એક ભૂલ કરે છે કે ઘણીવાર એ ગાતા હોય ત્યારે અંતરાના જે આરોહ અવરોહ હોય તેમાં યોગ્ય લય અને તાલ સાથે ગાતા નથી એ ભૂલ સુધારવી હોય તો એને વારંવાર એનો રીયાઝ કરવો પડે અથવા તો જે સંગીતને લગતા જે એના તજજ્ઞો છે એની જોડે માર્ગદર્શન મેળવીને એને પુનરાવર્તન કરવું પડે તો એની એ ભૂલ સુધરી શકે અને તેનો અવાજ જે છે ખરેખર જે જુદા જુદા અવાજો છે અને એથી પણ વધુ કહું તો જુદા જુદા રસ હાસ્ય રસ છે કરુણ રસ છે વીર રસ છે આ બધા રસને યોગ્ય આરોહ અવરોહ પૂર્વક યોગ્ય પેલા સાથે જો ગાયક વ્યક્ત કરે જો હાસ્યનો પ્રસંગ હોય તો હાસ્ય રસ હોય શૃંગાર રસ હોય કોઈ સારો પ્રસંગ હોય તો એ પ્રમાણે એને જો પીરસવામાં આવે તો લોકોને પણ મનોરંજન થાય અને એ ગાયકને પણ પોતાની જે ગાયકી છે એના પ્રત્યે એને વધુ શીખવાની પ્રેરણા મળે